મને મારા શહેરના બસ સ્ટેન્ડમાં જઈને બેસવાનું બહુ ગમે છે કારણ કે ત્યાં સારી સારી સુવિધાઓ છે ત્યાં ફરવાની પણ મજા આવે છે ત્યાં દરેક જાતની દુકાનો મળી જાય છે કોઈ પણ બહાર જવાની જરૂર પડતી નથી કોઈ પણ વસ્તુ લેવી હોય તો તેના અંદર જ મળી જાય છે એટલે મને મારા શહેરની બસ સ્ટેન્ડમાં બેસવાનું બહુ ગમે છે